એટલે જીવનનાં દરેક તબક્કે અલગ અલગ પ્રકારના પુસ્તકો વાંચ્યા છે જેમ કે નાની વયે બાળપણમાં મારો વાંચવાનો શોખ મૂળાક્ષરોનો પરિચય થયો અને થોડું વાંચતા શીખ્યા એટલે કે પાંચ સાત વર્ષની ઉંમરથી જ વાંચવાનો શોખ લાગ્યો ઘરમાં માતા પિતા શિક્ષક એટલે ઘરમાં પુસ્તકો તો હતાં જ ઉપરાંત માતા પિતાને પણ વાંચવાનો શોખ એટલે એ વારસામાં મળ્યો હોય એથી બાલ વાર્તાઓનાં પુસ્તકો સચિત્ર જે વાર્તાઓ આવે છે એ બહું નાનપણથી વાંચવાનું શરૂ કર્યું રમકડું ફૂલવાડી જેવાં બધાં સામયિકો કે બકોર પટેલની વાર્તાઓ છકો મકો જીવરામ જોશીની વાર્તાઓ હરિપ્રસાદ વ્યાસ જેવા લેખકોની વાર્તાઓ એ બધું વાંચતાં પછી જેમ ઉંમર વધી થોડાક કિશોર વયમાં એટલે વાર્તા નવલકથા પ્રત્યે આકર્ષણ વધ્યું એટલે એ વાંચવાનું વધુ થાય એટલે એ તબક્કાઓમાં વાર્તાઓ નવલકથાઓ ખૂબ જ વાંચી એમાં જે ઉત્તમ કહેવાય એવી નવલકથાઓ પણ વાંચી એ ઉંમરે તો બહું અઘરી નવલકથાઓમાં રસ ન પડે એટલે સરસ્વતીચંદ્ર કે એવી નવલકથાઓ ત્યારે વાંચી ન શકાય પૂરેપૂરી પણ જે સામાન્ય રીતે ત્યારે જે બહું પ્રચલિત હતી એવી નવનીત સેવક કે ગુલશન નંદાની નવલકથાઓ પણ વાંચતાં પણ એનો પણ એક તબક્કો પૂરો થઈ જાય એટલે પછી એમાંથી પણ રસ ઊડી જાય એટલે પછી થોડી ગંભીર પ્રકારની નવલકથાઓ હોય એટલે જ્યારે લગભગ કોલેજમાં આવ્યાં ત્યારે થોડું એ નવલકથાઓને વાર્તાઓનો રસ તો રહ્યો જ પણ થોડીક ગંભીર પ્રકારની નવલકથાઓ જેમ કે જાણીતા લેખકો કનૈયાલાલ મુનશી દર્શક પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી એવા ખ્યાતનામ લેખકોની નવલકથાઓ વાંચવાનું થયું એમાં સૌથી વધુ આકર્ષણ દર્શકની નવલકથાઓ જેમની ઝેર તો પીધાં છે જાણી જાણી બહું જાણીતી નવલકથા છે ઉપરાંત બીજી નવલકથા એમની છે સોક્રેટિસ એટલે સોક્રેટિસ ઓછામાં ઓછી બેથી ત્રણ વાર વાંચી હશે એટલી એટલી ગમે ઝેર તો પીધાં છે જાણી જાણી પણ ત્રણેક વાર વાંચી છે પણ સૌથી વધારે ગમી હોય તો દર્શકની નવલકથા દીપ નિર્વાણ દીપ નિર્વાણ એ આમ તો ઐતિહાસિક ગણી શકાય ઐતિહાસિક પાર્શ્વ ભૂમિ ઉપર રચાયેલી નવલકથા છે અને એમાં જુદા જુદા ગણ રાજ્યોની વાત છે જ્યારે ભારત અનેક છૂટાં છવાયાં રાજ્યોમાં વહેંચાયેલું હતું અને એમની વચ્ચે જે રાજકીય લડાઈઓ કાવા દાવા એ થતું એ પૃષ્ઠ ભૂમિ ઉપર લખાયેલી પ્રણય કથા છે આમ કાલ્પનિક છે પણ એનું આલેખન એટલું સરસ રીતે થયું છે પ્રતિતી જનક રીતે કે તમને જાણે ખરેખર તમારી નજર સામે ભજવાતું હોય એવું લાગે એક નાટક કે ફિલ્મ ચાલતી હોય એ રીતે આખી નવલકથા રચાયેલી છે એનાં પાત્રો સૂચરિતા આનંદ સુદત્ત એ બધાં એટલાં બધાં ત્યારે ગમતાં કે નવલકથા એ ઉંમરે પણ ત્રણ ચાર વાર વાંચી હશે હજુ પણ એ વાંચી શકાય અને રિપીટ અનેક વાર વાંચી શકાય એ પ્રકારની એ નવલકથા છે એ પછી વાંચવાનો શોખ તો ચાલુ રહ્યો પણ કોલેજમાં ભણવાનું પૂરું થયું અને નોકરીમાં લાગ્યાં એટલે વાંચવાનું થોડું ઓછું થયું વાંચવાની ગતિ થોડી મંદ પડી એમ કહી શકાય પણ વાંચવાનું શરૂ રહ્યું અને એ અરસામાં હિન્દી સાહિત્યનો પણ પરિચય થયેલો એટલે હિન્દી સાહિત્યમાં ઘણાં પુસ્તકો વાંચ્યાં એમાં ખાસ કરી અને ઉર્દૂ હિંદીનાં લેખક મંટો મંટોનાં મંટોની વાર્તાઓ વાંચી અને એનું અદ્ભુત આકર્ષણ થયું એની ભાષા શૈલી ખાસ કરીને ભારત પાકિસ્તાન વિભાજન સમયની એની જે વાર્તાઓ છે એ સીધી જ હૃદયને સ્પર્શે એવી અલબત્ત એ પીડા અને વેદનાની કથાઓ છે પણ એનું નિરૂપણ એણે જે રીતે કર્યું છે એ જોઈ અને તમે આમ તદરૂપ એની સાથે એકાકાર થઈ જાઓ એ સમયનું આખું ચિત્ર તમારી સમક્ષ પ્રત્યક્ષ થાય અને તમે જાણે એ યુગમાં જીવી રહ્યા છો એવું લાગે એટલે એ પીડા છે એ તમારી પોતાની અને આખા સમાજની થઈ જાય એવી એક અસર થાય એવી અદ્ભુત અસર મંટોએ કરી છે આજની તારીખમાં પણ મંટો છે એ બહું પ્રિય લેખક એટલે એનાં એની વાર્તાઓ અવારનવાર વંચાય રિપીટ ઘણી વાર વંચાય એ પછીની વાંચન આગળ વધે એટલે સ્વાભાવિક રીતે જ થોડું આધ્યાત્મ તરફનો તમારો ઝુકાવ વધે જેમ ઉંમર વધે એટલે એ અરસામાં સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર વાંચવામાં આવ્યું અલબત એ એમનું પોતાનું લખેલું નથી બીજાનું લખેલું છે પણ એમનાં જીવનનાં પ્રસંગો અને એમનું જીવન જે રીતે આલેખાયાં છે એની બહું ઊંડી અસર પડી મારાં ઉપર એટલે સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર અત્યાર સુધી ઓછામાં ઓછું આઠથી દસ વાર વાંચ્યું હશે દર વખતે એમાંથી પ્રેરણા મળે અને મને એવું લાગે છે કે એની બહું મોટી અસર છે એક યુવાન તેજસ્વી યુવાન એ બહું નાની વયે સંન્યાસ લે અને બહું ટૂંકું આયુષ્ય પચાસ વર્ષથી પણ ઓછું આયુષ્ય ચાલીસેક વર્ષનાં આયુષ્યમાં એ જે એણે કામ કર્યું છે એ માત્ર ધાર્મિક નેતા તરીકે ગણવાને બદલે હું એને સમાજ સુધારક કહું છું કે સમાજમાં જે બદીઓ હતી જે ખરાબીઓ હતી ખાસ કરીને હિન્દુ ધર્મમાં જે ખામીઓ હતી એ એણે એક સન્યાસી તરીકે ઉજાગર કરી પહેલાં એમને કોઈ ઓળખતું નહોતું એ કોલેજમાં ભણતા ત્યારે તો એમ કહેવાય છે કે એ નિરીશ્વરવાદી એટલે કે નાસ્તિક હતા પણ એમને શ્રી રામકૃષ્ણ પરમહંસ ને મળવાનું થયું ત્યારે એમણે પૂછ્યું કે તમે ઈશ્વરને જોયા છે લોકો કહે છે કે તમે ઈશ્વરને જોયા છે તો શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે હા જેમ હું તને જોઉ છું એમ જ મેં ઈશ્વરને જોયા છે એટલે વિવેકાનંદને થોડું હાસ્યાસ્પદ લાગ્યું કે આ માણસ તો પાગલ છે અથવા તો ગપ્પાં મારે છે એટલે શ્રી રામકૃષ્ણ પરમહંસ તો તપસ્વી પુરુષ હતા એ એમને ખ્યાલ આવી ગયો કે આ યુવાન છે એ મારામાં વિશ્વાસ કરતો નથી એટલે પછી એને લાગ્યું કે આ તો યોગ્ય છે ને અતિશય બુદ્ધિશાળી છે અને આ કોઈ ક્રાંતિકારી પુરુષ છે એટલે એણે એને એ યોગ દ્વારા એવો અનુભવ કરાવ્યો કે વિવેકાનંદને સ્પર્શ કરવાથી એને સમાધિ લાગી ગઈ અને એ સમાધિમાં વિવેકાનંદજીને સમજાઈ ગયું કે આ તો યુગ પુરુષ છે શ્રી રામકૃષ્ણ પરમહંસ અને એ એમના પરમ શિષ્ય બની ગયા એ પછીનો ઇતિહાસ તો બહું જાણીતો છે પણ ખાસ તો જે વિશ્વ ધર્મ પરિષદમાં એ શિકાગો ગયા અને ત્યાં પછી એમણે જે અદ્ભુત પ્રવચન કર્યું અને આખી દુનિયાને હિન્દુ ધર્મ અને ભારતની જીવન શૈલી અને જીવન આદર્શનો જે ખ્યાલ આપ્યો તે કદાચ વિશ્વમાં બીજું કોઈ કરી શક્યું નથી એ વિવેકાનંદજી એકલા હાથે જે ક્રાંતિ લાવી દીધી એ ક્રાંતિનાં સારાં ફળો અત્યારે આખું ભારત ચાખી રહ્યું છે ભોગવી રહ્યું છે પણ કમનસીબે એ બહું નાની ઉંમરે એમણે દેહ ત્યાગ કર્યો પણ ત્યાં સુધીમાં એમણે જે પ્રવચનો કર્યા છે અને આખા દેશનું ભ્રમણ કરી અને જે સંદેશ ફેલાવ્યો છે એ બધાં જ પ્રવચનો શ્રી રામકૃષ્ણ મિશન દ્વારા પુસ્તકો રૂપે આખાં વિશ્વની ભાષાઓમાં ઉપલબ્ધ છે એટલે એ પુસ્તકો છે એને મારા જીવન પર હું કહીશ કે સૌથી વધુ પ્રભાવ મૂક્યો છે અત્યારે પણ એમના જ્યારે તક મળે ત્યારે જીવન ચરિત્ર તો વંચાય જ છે પણ ખાસ તો એમના પ્રવચનો અને લેખો જે છે એ અનેક વાર વંચાય ફરી ફરી વંચાય બીજા બધાં પુસ્તકો વંચાતા રહે પણ વિવેકાનંદના જે શબ્દો છે એમના બોલાયેલા શબ્દો છે એ સીધા જ તમારા હૃદયમાં અસર કરે એવું નથી કે માત્ર એણે ધર્મ વિશે જ લખ્યું છે એમનો લક્ષ્ય તો સમાજ જ હતો અને ખાસ કરીને જે વંચિત સમાજ જે જેને જીવનમાં આર્થિક શારીરિક તકલીફો જ ભોગવી છે એવો વંચિત વર્ગ જેને આપણે દલિત અથવા તો જેને કહે કે છેવાડાનો વર્ગ છે એવા વર્ગ માટેની એમની જે એમનું જે સંવેદન હતું એ અદ્ભુત છે એમના માટે એમણે જે વિચારો દર્શાવ્યા છે કે એ એમને આપણે ઉપર લાવવાં માટે શું કરી શકાય સાથે સાથે તમને ઈશ્વરે જે આપ્યું છે તો એ તમે સમગ્ર સમાજ સાથે વહેંચી અને જનહિતમાં એનો ઉપયોગ કરો તો આખો દેશ છે એ પ્રગતિના માર્ગે આગળ આવે એટલે વિવેકાનંદજીની અસર તો માત્ર હિન્દુ ધર્મ નહીં પણ હું એમ કહીશ કે સમગ્ર માનવજાત ઉપર છે એટલે સ્વાભાવિક રીતે જ મને એનું આકર્ષણ હોય અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જે અગ્રણી નેતાઓ છે રાજકારણીઓ છે એ પણ વિવેકાનંદજીને ક્વોટ કરે છે એમના આદર્શોનું પાલન કરવા પ્રયત્ન કરે છે એટલે હું એમ ચોક્કસ કહી શકું કે સ્વામી વિવેકાનંદજીનું જીવન ચરિત્ર છે એ પુસ્તક મારાં જીવનમાં એક ચેન્જ અને એક નવો વળાંક લાવવામાં નિમિત્ત બન્યું છે